મારું નામ છે પિયુસ મેં છેલ્લે તમારી કંપનીમાંથી ચૌદ તારીખે મેં પેન્ટ લીધું હતું જે બ્લેક કલરનું હતું અને સ્ટ્રેચેબલ હતું તો જે સ્ટ્રેચેબલ અંદર બતાવે છે ને એટલું છે નહીં તો હવે મારે રીટર્ન કરવું છે તો તમે રિફંડ કેવી રીતે આપશો અને પ્લસ કે તમે કેવી રીતે તમારી જવાબદારી નિભાવશો તો મને થોડું જણાવશો બીજું એવું કહેતો તો કે તમારી જે વસ્તુ તમે દેખાડો છો એ વસ્તુ હોતી નથી અને બીજું કે તમે તમારી કંપની આટલી મોટી લઈને બેઠા છો તો તમારે જે વસ્તુ બતાવો છો એ વસ્તુ તમારે આપવી જોઈએને